બચપનના સમયમાં મેં ઘણી બધી રમતો રમી છે બચપનમાં જ્યારે અમે ગલીના જ પહેલાં દસ બાર ફ્રેન્ડ લોકો સાથે એમ સ્કૂલમાં જાતા તા અગિયારથી પાંચ વાગ્યાનો ટાઈમ હોય તો સવારે એમ ઉઠી તો ટ્યુશનમાં જાવાનું હોય છે ટ્યુશનમાં જઈને આવીએ દસેક સાડા દસ વાગે પછી ત્યાંથી ડાઇરેક્ટ સ્કૂલે જવાનું હોય છે સ્કૂલે જઈને એમ અમે લોકો સ્કૂલના રૂમના લોકો પાંચ છ આમ ફ્રેન્ડ ભેગા થઈને જ્યારે બપોરે ટાઈમે જમીને રિશેષ પડે ત્યારે ટાઈમ મળે ત્યારે અમે ટાઈમ ચોર પોલીસ જેવા રમતા હતા જેમાં અમે એમ સાત આઠ લોકો હોય તો એમાંથી ત્રણ લોકો એમ ચોર બને જ્યારે બીજા ચાર લોકો પોલીસ બને તો એમાં સ્કૂલમાં જમીને બધા એમ રમતા હોઈ તો ત્રણ લોકો ભાગે જ્યારે અમે ચાર લોકોને પકડીએ જ્યારે એ કોઈ ચોર પકડાઈ જાય તો બીજા લોકો ભેગા થઈને અમે એમ મારતા હતા એવી રીતે એમ ચોર પોલીસ એમ રમતા હતા અમે લોકો જ્યાં દરરોજ એમ રમીએ અલગ અલગ રીતે રમવાનું પછી છુપમ શું પેલા થાપોદા જ્યાં એક જણો દા દઈશ તો બીજા લોકો એમ સ્કૂલની અલગ અલગ જગ્યાએ એમ છુપાઈ જાય છે જ્યારે જે પેલો ગોતવા જાય છે ને પેલા કોઈ પ્લેયરને એમ છુપાયેલા પ્લેયરને એમ ગોતી લેશે તો પેલો જે પકડાઈ જાય એનો એનો વારો આવે દા દેવાનો ને જો પેલો દા દે દા દેનાર પ્લેયર બીજા કોઈને ગોતી ન શકે એ પેલા જે છુપાએલો પ્લેયર પેલા થાપોડામાં એમ દીવાલ પર પંજો મૂકી દેય તો ફરી જે દા દેતો હોય એને જ ફરી દા દેવાનો હોય છે એવા ઘણા બધા નિયમો હતા સ્કૂલમાં એમ રમતા હોઈ છે પછી જ્યારે સાંજે પાંચક વાગે છૂટીને ઘરેથી એ સ્કૂલેથી ઘરે આવીએ તો ઘરે આવીન હાથપગ ધોઈને કપડા બદલાવી ન પછી એમ બધા ગલીમાં ભેગા થાતા બધાય આજુબાજુના બધાએ નાના છોકરાઓ અમે જે ફ્રેન્ડ લોકો હોય પછી ઘરે આવીન કોઈને ઘરે કંઈ ગ્રાઉન્ડ જેવું હોય સે એમ થોડુંક આ ઘરની જેવું જેવું મેદાન જેવું હોય છે જે એક જગ્યા હોય છે જેમાં અમે ઘણી બધી રમતો રમતા તેમાં સૌ પ્રથમ ક્રિકેટ જે અમારા લોકોની સૌથી પસંદગી ગેમ હતી તો સૌ લોકો એમ બધાય ભેગા થાય છે તો સૌથી પહેલાં બોલ લેવા માટે કોઈ પા કોઈ પાસે એટલા બધા રૂપિયા નહીં હોતા જ્યારે નાના હતા ત્યારે પણ ખેલાડી બહુ હતા જ્યારે દસ પંદર વીસ જણા તો એમ દસ લોકો ભેગા થઈએ તો બધાએ બે બે રૂપિયા ભેગા કરીએ તો બે બે રૂપિયા ભેગા કરીએ તો ટોટલ વીસ રૂપિયા થાય તો વીસ રૂપિયાનો એક નવો બોલ આવી જાય નવો બોલ લે પછી જ્યારે જેનું બેટ હોય એ બેટ લઈને આવે તો જ્યારે જેનું બેટ હોય એનો પહેલો દાવ જેનો પછી બધાએ બોલ લાવીએ એમ પછી ક્રમવાઇઝ ટીમ ગોઠવીએ એમાં ઘણા બધા નિયમો હોય છે જેનો બીજો દાવ આવાનો હોય છે એ વિકેટ કીપરિંગ કરે ત્રીજો દાવ હોય એ બોલિંગ કરે બાકી બીજા લોકો ફિલ્ડિંગ કરે તો જો કોઈના ઘરે બોલ જાય તો આવું થ્રો કોઈના દીવાલમાં લાગીને એક હાથે કેચ પકડી લેવાનો તો પણ આઉટ ગણાય એક ટપ્પી એક હાથે એવી રીતે ક્રિકેટ રમતા તા જ્યારે કોઈ ગટર કાં કોઈ પાણીમાં જાય તો બોલને લેવા જે બેસ્ટમેન મારે એ જ બોલ લેવા જાય કોઈની ઘરે જાય તો આઉટ અને બોલ ગયો તો જે બોલને મારે એ જ બોલ લેવા જાય છે એવા નિયમોથી અમે ક્રિકેટ રમતા હતા એમ દરરોજ ભેગા થાય બહુ મજા આવતી ધારો કે ગ્રાઉન્ડ પર જાય છે એવી રીતે રમતા હતા પછી બીજું હે કબડ્ડી જેમાં ગ્રાઉન્ડ ઉપર તો પહેલાં એક બહુ ખબર નહીં પડે કે લાગી જશે નહીં લાગે બટ એમ ટીમ બનાવીએ પછી કોઈ એક રેડ કરે તો એ લોકો બધા એને પકડીને ખેંચતા તા જેમકે કપડાં ખેંચી લે તો ઘણા બધા ખેલક છોકરાને જ્યારે બધા નાના હતા ત્યારે ઘણા બધા છોકરાને એમ વાગેલું લોહી નીકળેલું હાથમાં પગમાં ઘણી બધી જગ્યાએ ફેક્ચર થયા એવી ગેમ રમતા હતા પછી બીજું હતું પહેલાં શોર્ટ ગો બરફ પાણી જ્યારે એક પ્લેયરે એમ દા આપે જ્યારે કોઈ બીજો પ્લેયર એમ પકડી લે તો એને શોર્ટ કહેવાનું કાં તો બરફ કહેવાનું એમ તો જે પ્લેયર આઉટ થાય એ રીતે એમ ત્યાંને ત્યાં એ સ્ટેચ્યુમાં ઊભો રહેશે અને બીજા લોકો એને પાણી કાં તો ગો કહેવા આવે તો પેલું જે સ્ટેચ્યુ બનેલો પ્લેયર હોય એ ભાગી શકે ને જે દા દેતો હોય એ બીજા પ્લેયરને પકડે જેમ કે પાંચ પ્લેયર છે તો બધાયને પકડવા ફરજિયાત છે ને જ્યાં સ્ટેચ્યુ થાય ત્યાં જ તેને ઊભવું પડે એવી રીતે શોર્ટ ગો રમતા હતા પછી ધીરે ધીરે એમ એક પછી દા નીકળે જ નહીં તો પછી ગેમમાં અલગ અલગ રીતે નિયમ બનાવીએ કે જો કોઈ પ્લેયર આઉટ થાય તો એને આ જગ્યાએ આવીને ઊભી જાવાનું એવી રીતે ગેમ રમતા હતા તો એ પછી લ લખોટી આવે જેમાં એમ કે એક બે રૂપિયાવાળી હોય તો એ ગો ગો ગોળ સર્કલ કરીને એમાં એક બે રૂપિયા એમ રાખી દઈએ પછી એમ લખોટી રમતા તો પછું બીજું પેલું એક આ માસ પેલું બાકસ આવે એનું ખોખું હોય એના કટકા કરીને એવી રીતે બહુ બધા એમ થપ્પો કરી પછી એમાં એમ રમતા તા જેવું કલરનો આવે એ થપ્પો એનો એવી રીતે લખોટી બહુ બધી રમી કબડ્ડી પછી પેલું લીંબુ પા લીંબુ ચમ્મચ તે ચમચીને મોંમાં રાખીને ચમચ પર લીંબુ રાખીને દોડવાનું હોય એવી રીતે પછી દોરડા કુદ કોણ વધારે દોરડું કુદી શકશે પછી પેલું કોથળા ઉપર કોથળામાં અંદર ઉલળીને કોથળા કુદવાનું રેસ જીતવાનું આ બધાએ ભેગા થાએ તો એમ મસ્તી મજાક ડાન્સ કરીએ ત્યારે આજના સમયના બાળકો એવી કોઈ ગેમ ખબર જ નથી પહેલાં ઘરે ઘરે બધા એમ ખોખો રમતા હતા ગલી ગલી ખોખોએ ખો કરવાનું આઉટ કરવાનું જ્યારે આજના બાળકોને કાંઈ ખબર જ નથી ગેમના નામ હું કઈ રીતે રમવાનું આજના બાળકો મોબાઈલ પર ડીપેન્ડ રહે જે મોબાઈલની ગેમો પર જ રમે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે જ્યારે આમ નાના બાળકો એને શરીરને સારી રીતે કરવા માટે રમત રમવી જોઈએ વ્યાયામ કરવું જોઈએ જે આજના બાળકો કાંઈ નથી કરતાં આંખ માટે કાન માટે નુકસાનદાયક છે આજના ફોનનો ઉપયોગ કરે છે જ્યારે અમારા સમયમાં એવું કાંઈ ફોન કે એવું કાંઈ હતું જ નહીં તો અમે બધાય ભેગા થઈને એમ રમતા હતા જે આજના બાળકોને એમ ગ્રાઉન્ડ પર જવું જોઈએ બધા લોકોએ ભેગું મળવું જોઈએ ગેમ રમવી જોઈએ તો તેના શરીરને ફાયદા માટે છે જો એ એવી રીતે ગેમ રમશે તો એ સ્ફૂર્તિ રહેશે મોટા થાય તો તેને કંઈ વધારે પ્રોબ્લેમ નહીં આવે અત્યારથી જો મોબાઈલનો યુઝ કરે મોબાઈલમાં જ ગેમ રમે તો પછી એને ચશ્મા આવી જાય છે સાંભળવાની શક્તિ ઓછી થઈ જાય છે તમારી ઉંમર કરતાં પહેલાં લાકડીનો સહારો લેવો પડે છે તો તેને ફિઝિકલી થોડુંક ફિટ રહેવું જરૂરી છે તો બા જ્યારે બાળકો નાના હોય છે ત્યારે જ માતા પિતા એને ફોનથી દૂર રાખવો જોઈએ અને બાળકને એમ ઘરથી બહાર એમ રમવા માટે મોકલવો જોઈએ પ્રોત્સાહન કરવું જોઈએ આજુબાજુ ક્યાંય કોઈ રમતનું ગ્રાઉન્ડ હોય તો મમ્મી પપ્પા એની સાથે જઈને રમવું જોઈએ યોગ કરાવવું જોઈએ એને રમત માટે થોડુંક પ્રોત્સાહન આપવું અને મોબાઈલનો ઉપયોગ ના કરે એનું થોડુંક કાળજી લેવી તો બહાર નાના હતા ત્યારે બહુ બધી ઘણી બધી ગેમ રમેલા અમે લોકો